નમસ્તે સાહેબ હું રંજના બોલું છું અને સાહેબ મેં લગભગ પંદર વીસ દિવસ પહેલાં આપની ઓફિસમાં મારા પાનકાડ માટે સંપર્ક કર્યો હતો અને મારા બધા જ દસ્તાવેજો અરજી સાથે સામેલ કરેલા છે તો સાહેબ મારે જરા એ જાણવું હતું કે એ મારો પાનકાડ મને ક્યારે મળશે હા હા મારો એનો રસીદ નંબર તમને આપું બે સાત એક એક હા અને હા જન્મ તારીખ આપુ બે સાત નવેમ્બર એક નવ ઓગણસાઠ હા અરે સાહેબ મારે જવાનું છે મારે ફોરેન જવાનું છે અને મારો પાસપોટ વિઝા ટિકિટ બધું જ આવી ગયું છે અને હવે પ્લીઝ હવે પંદર દિવસ જ બાકી રહ્યા છે હા અને તમે પણ સમજો છો ને સાહેબ આમાં પાનકાડ જરૂરી છે હા હા હા તો પ્લીઝ ને જરા મહેરબાની કરીને જરા આને થોડું અર્જન્ટમાં ધ્યાનમાં લઈને મને કાડ મોકલી આપશો તો તમારી ઘણી મહેરબાની રહેશે હા સાહેબ હા આભાર સર